આર્ટમાં જોવાં જાઉં તો મારા વિસ્તારમાં ઘણાં એવાં આર્ટ આવેલાં છે તો એમાં એ છે ને ગેલેરીઓ બહું લાગે અમારે ત્યાં એટલે મેળાય મેળા હોય જેમાં અલગ અલગ પ્રકારના છે ને આર્ટ બતાવવામાં આવે એ છ એક મહિનામાં બે વખત તો હોય જ છે એમાં કેવું હોય કે જે કપડાં છે એનાં પર આર્ટ કરેલું હોય કલાકારોએ જેમાં હાથી છે મોર છે જૂના જૂના મહેલો છે પોપટ છે અને જેમ કે દુલ્હનની ડોલી લઈ જતાં હોય બે સિપાહીઓ તેવાં ઘણાં આર્ટ કરેલાં હોય પછી ભરતકામ કરેલું હોય છે જેમાં અલગ અલગ દોરાઓને ગુંથીને અલગ અલગ ડિઝાઇન બનાવવામાં આવે છે તેનો અલગ અલગ કલરનો ઉપયોગ કરવામાં આવે તેમાં ઉનના જે દોરા હોય તેનો ઉપયોગ વધુ થતો હોય છે તો એ માટે જે હોય એ આર્ટ આપણે ઓળખાતું હોય એને કપડાં આર્ટ કહેવાય બીજું કે આપણે જોઈ શકતાં હોય ને તો માટીનાં જે વાસણો હોય જેમ કે માટલું છે કઢાઈ છે ચમચાં છે તો એ બધા પર ખૂબ સારું એવું ચિત્ર દોરવામાં આવે છે અલગ અલગ કલરોથી કરવામાં આવે છે અને તેને શણગારવામાં આવે ક્યારેક ક્યારેક તેને વધુ સજાવવા માટે તેના પર કાચના જે છીપલા કાચ છે છીપલા છે તેવા આભલાઓથી મઢીને તેને સુંદર કરવામાં આવે એના પછી આપણે જોઈએ તો જે કાચની બોટલો હોય છે તેને પણ કલર કરીને સુંદર લેમ્પ જેવું તૈયાર કરવામાં આવે છે તો એવું પણ ઘણું જોવા મળતું હોય અને બીજું કે પથ્થર હોય જે નદીમાં મળી આવતા હોય ચીકણા પથ્થર હોય ગોળ અલગ અલગ પ્રકારના તેનાથી પણ એના પર ખૂબ સરસ મજાનું આર્ટ કરીને તેને શો પીસમાં રાખવામાં આવે અને ઘણા એવા કાળા સુંદર લચીલા પથ્થર હોય તેને તેઓ શિવજીનું શિવલિંગ પ્રદાન કરીને તેનાં આગળ પાછળ ધૂપનો એક એવું શણગારીને તેને તે મૂર્તિ સ્વરૂપે ત્યાં દર્શાવવામાં આવે અને ઘણાય કાગળ પર ચિત્રકળા કરવામાં આવે જેથી કાગળ પર થાય અને કાગળ પર પણ અલગ અલગ જાતના કલરો વપરાય અલગ અલગ જાતનાં મોતીઓ વપરાય અને બીજું એક નવું કે ટેરાકોટર જેવું આવે તો એમાં કેવું હોય કે બે સોલ્યુશન હોય બે લિક્વિડ હોય તેને ભેગું કરીને જે એક ફ્રેમ હોય એમાં ગોઠવવામાં આવે એમાં સૌપ્રથમ છે ને પહેલાની જેમ વ્યક્તિને આપણે ફોટો ફ્રેમ બનાવવાની અને તેનો ફોટો મૂકી દેવાનો પછી બે એક ફ્લાવર મૂકી દેવાનાં અગર તમારે કોઈ યાદગીરી હોય લગ્ન પ્રસંગનું હોય તો જે લગ્ન પ્રસંગની માળા હોય છે તેને ગોઠવવામાં આવે પહેલાં અને ગોઠવીને પછી છે બે જે મિશ્રણ આપણે ભેગા કર્યા હોય તે એની પર ઢોળી દેવાનું અને તે પછી એને સૂકવવાં રાખી દેવાનું ચોવીસ એક કલાક એના પછી એ ફ્રેમનું સ્વરૂપ લે પછી ગ્લાસ જે હોય છે ગ્લાસ પેઇન્ટિંગ હોય બરોબર તો ગ્લાસ પર બી પેન્ટિંગ થાય છે પહેલાં તો લોકો કેવું કાગળ પર જ પેન્ટિંગ કરતાં પણ હવે ગ્લાસ પર પેઇન્ટિંગ થાય છે તો ગ્લાસમાં પણ અલગ અલગ પ્રકારના સિમ્પલ ગ્લાસ આવે પછી અધકચરા ગ્લાસ આવે જે ત્રિકોણ શેપમાં નાના નાના દેખાતા હોય એને આપણે કલર કરીએ તો તે મસ્ત સરસ મજાનાં દેખાતાં હોય છે એવું આપણે ઘણાં આર્ટ જોઈ શકીએ છે અને ત્યાં આપણને આર્ટ ગેલેરીમાં નવું એક આર્ટ શીખવાડવામાં હોય જેમાં દીવાલ પર કલર કરવાના હોય અને અલગ અલગ લોકોનાં સ્વરૂપ બનાવવાનાં હોય અલગ અલગ ભાષણનું આપણે ચિત્ર કરવાનું હોય તેવાં ઘણાં બધા ચિત્રો આવે છે આવાં ઘણા મેળા ઉત્સવ અને હવે તો ઓનલાઇન પ્લેટફોર્મ પણ આપણે વધુ જોવાં મળે છે લોકોમાં કળા વધી ગઈ છે અને ઓનલાઇન જે હોય છે વેબસ એનાં પર આપણને ઘણું શીખવા મળે છે